હા હા સાહેબ હા હા અ સાહેબ હું રોડ બનાવું છું હા સાહેબ અવાજ કપાય છે બોલો એ ગ્રેડ હા અં કેટલો બનાવવાનો થાય છે સાહેબ સાઠ કીલોમીટર અં ને સાઠ કેટલો કેટલા મહિનામાં બરાબર

હા બોલો હં બરાબર બરાબર હા તો વાંધો નહીં એ હું ક્યારથી ચાલું કરવાનું છે એમ કહો બરાબર એમાં રેટમાં સાહેબ દોઢસો રુપિયે ચોરસ ફૂટ છે ચોરસ મીટરમાં તો ચોરસ મીટરમાં બે મિનીટ સાહેબ હું ગણીને તમને કહું હં ને ને બનાવવાનો જો કો રેટ ફાઇનલ રેટ થઇ જાય તો કાલથી બનાવવાનો છે બરાબર એટલે દિવાળી સુધીમાં પતી જાય હા તો વાંધો નહીં અ હું તમને ભાવ આપું છું